ગાર્ડનિંગને શોખ તરીકે અપનાવાનું મુખ્ય કારણ તો યૂટ્યૂબ છે યૂટ્યૂબ પર જોઈ જોઈને મને થતું હતું કે લોકો કેટલું કેમિકલવાળું ખાય છે અમારી પાસે જમીન છે તે છતાં અમે વેચાતું લઈને ખાઈએ છીએ તેથી મને લાગ્યું કે હવે મારે જાતે જ ઉગાડવું જોઈએ અને જાતે જ ખાવું જોઈએ આવી રીતને કરવાના ફાયદા એ છે કે અમે કેમિકલ વગરનું ખાઈ શકીએ છે અને સારું જીવન જીવી શકીએ છે કેમિકલવાળું ખાઈ ખાઈને લોકોને કેન્સર થાય છે અને અન્ય બીમારીઓ શરીરમાં આવે છે હવે બીમારીઓથી બચવા માટે કેમિકલ વગરનું ખાવું જોઈએ અને તે પછીનું ઈચ્છા મને શોખ તરીકે લાગવામાં લાગ્યો શોખથી બધું અમે ઉગાડવા લાગ્યાં મારા ગાર્ડનમાં હાલમાં આપણી તુવેર રીંગણ ટામેટાં કોબી ફ્લાવર ધાણો પાલક આવી બધી શાકભાજીઓ કરીએ છીએ આવી બધી શાકભાજીઓ ખાવાથી મારે બજાર જવું નથી પડતું અને ટાઈમ બચે છે તે પછી ફ્રી સમયમાં બીજા ટાઈમપાસ કરવા કરતાં હું ગાર્ડનમાં કામ કરવાનું પસંદ કરું છું એના કારણે મારું શરીર પણ સારું રહે છે અને સારું ખાવા પણ મળે છે જે જોઈએ તે તાજું તોડીને ખાઈ લેવાનું વધારે તકલીફ પડતી નથી ગાર્ડન હોય તો આપણને સારું વાતાવરણ પણ મળે છે ઓર્ગેનિક ખાવું એ શરીર માટે લાભદાયી છે ઓર્ગેનિક ખાવાથી શરીરમાં કેન્સર થતું નથી આવેલા રોગો પણ નીકળી જાય છે લીલા શાકભાજી ખાવાથી રોગો અને પાચનમાં તકલીફ પડે છે તકલીફ પડતી નથી એવું કરવાથી શરીરને સારું લાગે છે તે માટે આપણે ગાર્ડનિંગ શોખ તરીકે નહીં પણ જરૂરી કારણથી કરવું જોઈએ એ માટે મારી પ્રેરણા તો ખાસ યૂટ્યૂબ હતી અને ખાસ આજુબાજુમાં લોકો જે રીતના જે વસ્તુઓ ઉગાડે છે તે તકલીફથી બચવું હતું માટે મેં ગાર્ડનિંગ ચાલુ કર્યું